હા તમને ઓર્ડર કર્યો હતો ને રોટલા સેવ ટમેટાનું શાક ભરથું ખિચડી કઢી તે તમે મોકલજો પણ તેની સાથે તમે પ્લેટને કાંટા ચમચીને એવું મોકલવાનું ભૂલતા નહિ હં ચોક્કસ મોકલી આપજો હા દસ જણનું છે તમને હમણાં મેં ઓર્ડર કરેલો હતો તે તમે મોકલી આપશો હા એની જોડે કાંટા ચમચી પછી પ્લેટ અને એના જોડે બાઉલ મોકલવાનું બિલકુલ ભૂલતા નહિ ને વ્યવસ્થિત ગણીને એને સારી રીતે મોકલજો પેકિંગ કરીને